હા બોલો હા બોલો બોલો હા અમે રાજ અમે રાજકોટ અમદ હાં અમે અમદાવાદથી હાં મને જરાક કેન્સરની અસર હા મારે બી વાત ચાલે છે

હા એવું હશે તો હાં મને આજ છેલ્લા પાંચેક વર્ષ થયા આવી તકલીફ છે પણ મેં ઘણા ડૉક્ટરને બતાવ્યું અને નથી આવતો એટલા માટે મને એ છે કે ચાલો અમદાવાદના બે ત્રણ હોસ્પિટલોમાં બતાવીએ હવે એ તમારો શું કહે છે તકલીફમાં એવું થાય છે કે તકલીફમાં એવું થાય છે કે મને હેને માથાના વાળ ઉતરવા માંડ્યા છે અને ઘરકામ નબળાઈ લાગે છે એ એટલા માટે હાં હાં મેં રિપોર્ટ કઢાવેલા છે અને અહીં આપણે મારે ગળામાં બતાવવું છે કે ગળામાં તમારે હાં હાં આપણે અ કયા છેલા સ્ટેજ પર છે એક સ્ટેજ

હા

એમ હમ હમ ઓકે હમ

હમ ઓકે હમ હા

હમ હાં હમ હમ

ઓહ હાં અમારી પાસે છે ને અમૃત કાર્ડ માં કાર્ડ એ બધા કાર્ડ છે તો આપણે એ તરત હાં તો આપણે કાર્ડ દ્વારા

હાં તો સારું સારું ડોકટર હ ક્યારે એડ્મિટ હ ઓકે હમ

હ હાં ઓકે ઓકે

અ અ હાં ઓકે ઓકે ઓકે થેન્ક યુ